ના હું એવું બિલકુલ માનતો નથી કે રસોઈ ફક્ત મહિલાઓનું કામ છે અમારા પરિવારમાં પુરુષો પણ રસોઈ બનાવે છે અને ખૂબ સારી રીતે બનાવી જાણે છે ફક્ત મહિલાઓનું કામ છે એ વાત તદ્દન ખોટી છે રસોઈ રસોઈ બનાવવી એક હુનર છે અને જેમાં દરેકે મહારત હાસીલ કરવી જ જોઈએ અને નાના મોટા રસોઈના કાર્યો આપણે કરી જ લેવા જોઈએ રસોઈ બનાવવાથી તમારું સ્કિલ ડેવલોપમેન્ટ સારું થાય છે અને સૌથી મોટી વાત કે તમે ભૂખ્યા રહેતા નથી તમને જો રસોઈ બનાવતા આવડતું હોય તો તમે તમારી રીતે જમવાનું બનાવી અને જમી શકો છો ભલે નાની મોટી કોઈપણ પોતાની વાનગી તમને આવડતી હોય તો તમારે ઓશિયાળા રેહવું પડતું નથી અને તમે તમારું એક ટાઈમનું પણ જમવાનું જમી શકો છો